હા મારા મનમાં એક વિષય છે જેના પર હું લખવા માંગુ છું પણ એ શંકાશીલ પણ છે અને મારો વિષય બળાત્કાર વિશે છે તમે બધા જાણો જ છો કે આજકાલમાં જે દુનિયામાં જે થઈ રહ્યું છે જે બળાત્કાર વિશે એ બધા તમને ખબર જ હશે તમે સૌથી વધારે કેસો દિલ્હીમાં આવે છે બળાત્કારના એ ખૂબ જ ખરાબ વાત કહેવાય બળાત્કાર એ યોગ્ય નથી બળાત્કાર એટલે જે નાની વયની છોકરીઓ હોય છે એમની પર બળાત્કાર ગુજારવામાં આવે છે અને ગ્રુપમાં પણ બળાત્કાર થાય છે એ બધું ન થવું એ સારી વાત છે અને બળાત્કારના કેસો હાલ પૂરતા આપણા દેશમાં ખૂબ જ વધી ગયા છે તો તેને રોકવા માટે આપણે બધાએ આપણે બધાએ કોઈ એવા એક્શન લેવા જોઈએ જેનાથી એ રોકી શકાય લોકોને સમજાવવા જોઈએ લોકોને એ વિશે જે જેનાથી એ લોકો સમજી શકે એવી બધી બાબત એમને કહેવી જોઈએ ન્યૂઝમાં અને જે બધાને બધાથી જે પ્રસારિત થતું હોય એવા કોઈ ફેક્ટરથી આપણે એ લોકોની બધી વાતો જણાવી શકાય કે આ વસ્તુ ખૂબ ખરાબ છે અને તમે આનાથી દૂર રહી શકો છો